હલો હા બોલો હા બોલો

હવે મેમ તમારે તો ગુલાબનો હાર જોઈએ તો તમારે પચાસ રૂપિયાનો થાય છે એક અતારે તો તમારે દસ હાર જોઈએ તો પચાસનો એક થાય છે તો આપડે પાનસો ના થાય છે તો હું તમને વ્યાજબી ભાવ ગણી આલીશ તમારે જોઈએ તો દસ કિલો ગુલાબના અમાર તય અત્યારે છસો રૂપિયા કિલો આવે છે એટલે આખો અમે ભરેલ ભરેલો હાર કરીએ છે ને તેમ એટલે શું છે કે ભાવ અમે એટલો લઈ એ છે પચાસ રૂપિયા

મોગરા ના ફૂલનો એટલે તમારે શું છે છૂટા જોઈએ છે કે પછી હા આપડે વેણિમાં બનાવું છે હા તો એક વેણિ તમને પડશે એક વેણિ સિત્તેર રૂપિયાની પડશે અતારે

આપડે તમારે બી વેણિ તમાર હું તમને છેલ્લા બે વેણિના ડોડસો ગણી આલીશ

હા જા જાસૂસનો તમારે જો જોઈએ તમાર કેટલા હાર જોઈએ છે હા તો એ તો એ તમારે વીસ રૂપિયાનો એક પડશે એટલે તમને હું સો રૂપિયાના પાંચ તમને આપીશ એમા કારણ કે ઓછું નય કરું કારણ કે એમાં કશું બેન મળતું નથી એટલે

હા

એ ચમેલીમાં અને એમા છે ને તમાર અતાર અમારી જોડ બોવ એવું હોતા નથી કારણ કે આ ચોમાસું ને એવું છે ને એટલે બોવ મલતા નથી એટલે હા વાંધો નય તમે ફોન કરી ન કેજો ઓકે ઓકે હા મેમ હા